અમારા વિસ્તારની નજીકમાં કતારગામમાં એક બહુ જ જૂનું શિવ મંદિર છે આ શિવ મંદિર કહેવામાં આવે તે પ્રમાણે પાંચસોથી છસ્સો વર્ષ જૂનું છે આ છસ્સો વર્ષ જૂનાં મંદિરની જીર્ણોદ્ધાર વારંવાર કરવામાં આવ્યો છે તેને સુધારવામાં આવ્યું છે તેને નવેસરથી લોકોની વચ્ચે મૂકવામાં આવ્યું છે કે જેથી લોકો એને ફરી પૂર્ણ રીતે માણી શકે અને જઈ શકે કે કેવો સુંદર ઇતિહાસ રહી ચૂક્યો છે સાંસ્કૃતિક રીતે આપણે કેટલા આગળ હતા તેની જાણ થઇ શકે જો ત્યાંના કેટલાક મુદ્દાઓની વાત કરીએ ને કે જે લોકોના નિર્ણયો એ લોકોએ લીધા છે તો પહેલું તો એ કે મંદિરનાં પરિસરની બહાર પાર્કિંગ કશે છે જ નહીં તમારે કાં તો ત્યાંના નજીકનાં ઘરમાં રહેતાં લોકોની પાસે જવું પડશે કાં તો પછી તમે સરકાર દ્વારા જે સ્થિત પે એન્ડ પાર્ક રહેલાં છે ત્યાં જવું પડશે આના સિવાય તમારી પાસે કોઈ રસ્તો નથી પણ એની પાછળ બી કારણ છે કારણ કે વર્ષો પહેલાં આ મંદિર લોકો ફરવા માટે નહીં આવતા હતા પરંતુ જેઓ યાત્રીઓ હતા તે લોકો જ આવતા હતા જે લોકો પગપાળા યાત્રા કરે અને મંદિરોનો પ્રવાસ કરતાં હોય તે લોકોનાં માટે આ મંદિર મુખ્ય કેન્દ્ર હતું આજના જમાનામાં પણ જોઈએ તો ઘણાં બધા લોકો સુરતના એક ભાગથી લઈને બીજા ભાગ સુધી ચાલતા પગપાળા આ મંદિરની પ્રાર્થના માટે જાય છે મંદિરમાં પૂજા કરે છે દૂધ દહીં માખણ અને પાણી ગંગાજળ બધું ચડાવે છે આ બધી શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધા એ ખૂબ સારી વસ્તુ છે આ માટે હું એ જગ્યાના જે પણ સ્વયંસેવકો ખરા તે લોકોને ખૂબ આભાર માનીશ કે તે લોકો આ બધી સુવિધાઓ પૂરી પાડે છે અને એની સાથે સાથે લોકોને સારું એવું મંદિર પણ જોવા માટે બનાવી રાખ્યું છે